ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ખૂબ પડકારો છે અથવા તો એમ કહી શકાય કે ગુજરાતમાં કૃષિની સ્થિતિ ખૂબ અસરકારક છે કારણ કે પહેલો પડકાર તો એ છે કૃષિ ક્ષેત્રે સિંચાઈની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા ન હોવાથી ગુજરાતનો ખેડૂત એક સિજનમાં પણ વ્યવસ્થિત ઉત્પાદન મેળવી શકતો નથી એ જ રીતે કૃષિમાં આધાનિકતા પણ નથી આધુનિકતા ન હોવાને કારણે વિજ્ઞાન સાથે ટેક્નોલોજી સાથે જ્ઞાન મેળવીને ખેડૂત એ કરી શકતો નથી એ સિવાય દુષ્કાળ ઘણી વાર અમુક ક્ષેત્રોમાં વરસાદ અતિ પડે છે તો ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે તો આના કારણે ખેડૂતે વાવેલો પાક નાશ પામે છે અને દુષ્કાળ ક્યારેક વરસાદ ન આવવાના કારણે પણ ખેડૂતને એનો પાક લઈ શકતો નથી તેના કારણે એની આજીવિકાનું મુખ્ય સાધન જે છે ખેતી એમાં એને ખૂબ તારાજી સર્જી જાય છે એ પછી આપણે વાત કરીએ તો જીવાતો અને રોગો અત્યારની ખેતીની અંદર વપરાતી દવાઓ રહીં એ ખૂબ મોંઘી છે એટલે કે ખેડૂત એ જલદી ખરીદી પણ શકતો નથી અને એ જીવાતો પર નિયંત્રણ મેળવી શકાતું નથી અત્યારની જમીન જે રહીં એ હવે ઉત્પાદકતા પણ આપી શકતી નથી કારણ કે યુરિયા ખાતર અને એવા અનેક રસાયણોના કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી છે એના કારણે ગમે એટલું તમે વાવો તે છતાંય એટલું ઉત્પાદન મળતું નથી હાઈબ્રિડ બિયારણો થવાના કારણે પણ અત્યારે ખેડૂત પાયમાલ થયો છે એ પોતાની બીને પોતાનું બીજું બી ઉત્પન્ન કરવાની ક્ષમતા નાશ પામવાથી એ પણ શક્ય બનતું નથી એટલે ઓછી ઉત્પાદકતા પછી દુષ્કાળની પરિસ્થિતિ આ જીવાતોનો ઉપદ્રવ આધુનિકરણ ન થવાને કારણે પણ ખેડૂતની સ્થિતિ ખૂબ ઓલી છે અને કૃષિ ક્ષેત્રમાં ઘણા બધા પડકારો છે માની લો કે પશુપાલન છે એને લગતા ઘણા બધા જે પ્રોડક્ટ છે જે ઉદ્યોગ ધંધાઓ છે એના એને પણ એની અસર થાય છે અને આ બધા પડકારોના માટે નર્મદાના પાણીની હજુ પણ સારી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂત સમૃદ્ધ થાય અમુક જિલ્લાઓમાં ખૂબ વ્યવસ્થા છે તો અમુક જિલ્લાઓની અંદર નર્મદાની કેનાલનું પાણી ઘણી વાર નથી પહોંચતું તો જો આ બધું પહોંચવામાં આવે તો ખેડૂત સમૃદ્ધ થાય ગુજરાતનો વિકાસ થાય જય જય ગરવી ગુજરાત